અમારા વિસ્તારમાં વધતી પ્રવાસી સંખ્યાની પૂરતાં સાધનો પૂરા પાડવાનાં છે તે જેના માટે સાધનો તો સાધનો તો ખૂબ છે એએમટીએસ બસ લઈ લો બીઆરટીએસ બસ લઈ લો તે માટે તેમને ટ્રાવેલ કરવામાં તેમને પ્રવાસ કરવા માટે ખૂબ સુવિધાઓ છે સુવિધાઓ સંગાથે તે તમને રસ્તા ચોખ્ખા હોવા જોઈએ રસ્તા પર ખાડા ખાબોચીયાં ના હોવાં જોઈએ તો તેમને તો તેમને કોઈ રસ્તામાં અડચણ ન પડે અડચણ જો તેમને અડચણ પડશે તો પ્રવાસીઓનું આકર્ષણ ઘટશે તેનાં કારણે રસ્તાઓ પણ ચોખ્ખા રાખવા જોઈએ બસોનો ટાઈમિંગ બસ જે ટાઈમ ઉપર આવે તે ટાઈમ તેમને દર્શાવ્યા પ્રમાણે જ તે ટાઈમ ઉપર આવી જવી જોઈએ ટ્રાફિક ટ્રાફિક પ્રમાણે ટ્રાફિક નિયમોનું પાલન કરે ટ્રાફિક નિયમોનું પાલન કરતાં દ્વારા દ્વારા તે તે ટ્રાફિક દર્શાવ્યા પ્રમાણે બી તે પોતાનાં જે સ્થાન હોય ત્યાં વ્યવસ્થિત રીતે પહોંચી શકે તે માટે અંગતે ટ્રાફિક તે માટે અંગતે વાહન વ્યવહારની માળખાગત સુવિધાઓ પણ સરખી રાખવામાં રાખવી જોઈએ